હાલો હા કેમ છો બસ મજામાં મજામાં શું છે ન્યૂઝ આજનાં આપણે આ મુકેશ અંબાણીના ના અરેરે શું નિતા અંબાણીનો હં શું નીતા અંબાણીનો ઠસ્સો છે શું નીતા અંબાણી અરે શું એણે સાડી ને બધું પહેર્યું છે હં હં બરાબર સાચું સાચી વાત છે પણ હવે એમની પાસે આટલા બધા પૈસા છે એટલે હવે એ તો એ કરશે પૈસા છે એમની પાસે તો શું કરવા હં હં હં હં અને સોનાનાં કપડાં એ લોકોએ પહેર્યાં સોનાનાં કપડાં પહેર્યાં એ લોકોએ બરાબર જ છે ને હં હં પણ એ તો આપણાં ગુજરાતી ગુજરાતી છે ગુજરાતથી તો અનિલ અંબાણી તો આપણાં ગુજરાતીને સાચી સાચી વાત સાચી વાત છે પંચાવનસો કરોડનો ખર્ચો કર્યો અને નીતા અંબાણી તો શું લાગતાં હતાં બધાં જ એની આગળ ઝાંખા પડે નીતા અંબાણીની આગળ તો અને શ્લોકા હં એની હં શ્લોકાએ બી સરસ એની નાનીનો સેટ પહેરેલો હતો એનો એકદમ મસ્ત સેટ પહેરેલો હતો શ્લોકાએ પણ અને એ રાધિકા મર્ચન્ટ તો શું લાગતી હતી અરે જબરદસ્ત હિરોઈનને બી સાઈડ પર નાખી દે એવી સરસ રીતે તૈયાર થયેલાં હતાં એ લોકો હં અને જમવાનું બી જમવાનું પણ એકદમ જમવાનું પણ એકદમ સ્વાદિષ્ટ બધું અને ખૂબ જ મજા કરી બધાએ અને આપણને જે આપણે તો જેવો મોબાઈલ ચાલુ કરીએ એટલે એના સિવાય બીજાં કોઈ ન્યૂઝ જ નહીં હોય હં હં હં હં સાચી વાત છે ચાલો આવો આવજો ત્યારે જી જી જી હા બરાબર છે હં હં હં સારું ચાલો આવજો રામ રામ રામ રામ